હા બોલો

બરોબર હા હવે ઇકોનોમિક્સનું ક્લાસિફિકેશન નંબર જે છે ને એ ત્રણસો ને ત્રીસ છે બરોબર એટલે રેક ઉપર આપણે લેબલ લગાવેલાં છે હા એટલે ત્રણસો ત્રણસોથી ત્રણસો દસ વીસ ત્રણસો ત્રીસનું અર્થશાસ્ત્ર લખ્યું હશે બરોબર એટલે એ એ રેકની અંદર જશો ને એટલે તમારે ટીચિંગ ઓફ ઇકોનોમિક્સને રિલેટેડ બધી ઘણી બધી પુસ્તકો પડેલી છે જેમાં તમારે કયા ઓથરની જોઈએ છે હા મહેશ માચી ઓથર છે અને એક મહેન્દ્રભાઈ માચી મહેન્દ્રભાઈ મહેલાવાની છે મહેન્દ્રભાઈ માચી નહીં મહેન્દ્રભાઈ મહેલાવા છે ને મહેશભાઈ માચી મહેશભાઈ માચીમાં હં પણ એ જો એકાદ જ પડી હશે કારણકે એમનો બહુ વપરાશ થાય છે ને એ ઓથર સારા છે એમ અર્થશાસ્ત્રી હં અર્થશાસ્ત્રીઓને ઘણા બધા અર્થશાસ્ત્રીઓને એમણે અંદર આવરી લીધા છે

હા મહેન્દ્રભાઈ મહેલવાની લઇ લો એમની બહુ બધી પડી હશે હં નહીં તો પછી મનીષ મનિષભઈ ગુપ્તા ઓથર છે બીજા હા એ એ પણ સારા છે કારણકે એમણે કોમર્સમાં જ પીએચડી કરીને તેમણે બૂક એક પુસ્તક લખ્યું હતું ને અત્યારે આપણી કોલેજમાં એમનું વધારે એ પુસ્તક વધારે ચાલી રહી છે તો એ જ લો તમે ત્રણસો ત્રણસો ત્રીસ પોઈન્ટ પોઇન્ટ પંદરમાં હશે જુઓ હં મળી હા હવે એ તમારે ચૌદ દિવસ માટે ઇસ્યુ થશે તમને પછી જો ચૌદ દિવસે નહીં આવે તો પર ડે તમારે દંડ તરીકે ત્રણ રૂપિયા આપવા પડશે એ ધ્યાન રાખજો હં કેટલી પુસ્તક આ લેવાની છે એક જ જોઈએ છે ટિકિટો કેટલી છે તમારી પાસે એક જ છે તમને બે ઇસ્યુ કરી છે મેં હા તો ફરી આવી ભૂલ ના કરતા બરાબર ચાલો આવી જાઓ ઇસ્યુ કરી દઉં